હેલો ડોકટર મમતા સ્પીકિંગ મેડમ હું તમારી રેગ્યુલર કસ્ટમર જ છું તમારા હોસ્પિટલમાં વિઝીટ પણ કરું છું બટ આજે ટાઇમ નહોતો એટલે મેં કોલ કર્યો મને છેલ્લા ત્રણ ચાર દિવસથી તાવ છે વોમિટીંગ થાય છે અને હાઈ ફીવર છે તો તમે મને હા વન હન્ડ્રેડ એન્ડ ટુ હતો બે દિવસ તો મેં ડોલો લીધી હતી

વોમિટીંગ થાય ત્યારે મને એવું લાગે છે કે થોડું બ્લડ આવે છે

એટલે મને બે દિવસથી તાવ એટલો હતો કે હું ઊભી જ નહોતી થઈ શકતી તો આજે તો હું થોડું બેટર ફિલ કરું છું બટ હું વિઝીટ કરી જોઈશ એકવાર ઓકે અને શું ઇફેક્ટ હા અને શું ઇફેક્ટ હોઈ શકે આવું થાય તો

સારું ઓકે અને હોસ્પિટલ તો ટ્વેન્ટી ફોર સેવન ખુલ્લું જ હોય છે ઓકે હમ્મ થેક્યું હં હા હા ક્લિનિક પર હું મે બી કાલે આવી જ જઈશ અગર મને ઓછું નહીં થાય તો ઓકે રિપોર્ટ સારું એમ તો મેં રિપોર્ટ કરાવ્યો તો પહેલાં બટ નોર્મલ હતો હમ્મ હા હા ઓકે થેંકયુ